હલો સર તમે શિવમ ટ્રાવેલિંગ એજન એજન્સીમાંથી બોલો છો તો સર મારે કચ્છના રણોત્સવ માટે પેકેજ માટે પૂછવું હતું તો તમારે ત્યાં રણોત્સવના પેકેજ અવેલેબલ છે કે સર અમારે બસ માટે પૂછવું હતું તો ત્રણ દિવસ માટે પેકેજ કઈ રીતનું હશે હા તો આ પાંચ હજારમાં બીજી કઈ કઈ સર્વિસ અવેલેબલ છે તમારે ત્યાં અચ્છા અને હં અને ડ્રાઈવર માટે બીજી કઈ કઈ ફેસિલિટી અવેલેબલ છે એટલે અમારે ગાડી અને ડ્રાઈવર બંનેની ફેસીલીટી જોઈએ છે ભેગાય સાથે અત્યારે અમે ફેમેલી મેમ્બર અમે પેકેજ માટે સાત મેમ્બર છીએ

તો તેમાં એસીની ફેસિલિટી હશે કે નહીં અચ્છા અને પેટ્રોલની પેટ્રોલની વ્યવસ્થા કઈ રીતે કરવાની હશે અચ્છા અને આમાં બીજી કાંઈ ડિસ્કાઉન્ટની એવી કાંઈ ફેસિલિટી અવેલેબલ છે કે અમારી રીતે વ્યવસ્થા કરવાની રહેશે અચ્છા કાંઈ વાંધો નહીં ચાલો હવે એમાં ઓકે ઓકે અને આ સિવાય બસમાં બીજી કાંઈ અલગ અલગ ફેસિલિટી ઓકે ઓકે થેંક્યું સર ચાલો